ધાર્મિક સ્થળોએ અલગ અલગ પ્રકારના ધાર્મ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો યોજાય છે જેમ કે મંદિરમાં ભજન કીર્તન મંદિરમાં સવારે પ્રા સવારે આરતી થાય છે પ્રાર્થના થાય છે અને રાત્રે પણ સાંજ ઢળતાં આરતીનો પ્રબન્ધ થાય છે અને પ્રાર્થના થાય છે આમાં પ્રસાદી પણ ભગવાનને ચડાવવામાં આવે છે એના પછી મંદિરમાં ક્યારેક ક્યારેક યજ્ઞ થતા હોય છે યજ્ઞ માં યજ્ઞમાં જોઈએ તો તો કંઈક એવો કંઈક એવો તારીખ હોય એવો વાર હોય અગિયારશ હોય કે એવું બધું હોય છે અને ક્યારેક કેટલાક અમુક દિવસોમાં મંદિરની ઉજવણી મંદિરમાં મેળા પણ ભરાતા હોય છે જેમ કે ડાકોરનો મેળો છે સોમનાથનો મેળો છે બરોબર છે દ્રારકાનો મેળો છે લોકો પગપાળા ચાલતા જતા હોય છે હવે આપણે વાત કરીએ બીજી ચર્ચની ચર્ચ એ ચર્ચમાં ખ્રિસ્તીઓ જાય છે અને ખ્રિસ્તીઓ એમના ચર્ચમાં અલગ અલગ દિવસો યુ યુ ઉજવે છે જેમ કે ખ્રિસ્તીઓ દર રવિવારે ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરતા હોય છે એમનો જે ગ્રંથ છે એ વાંચતા હોય છે એના પછી ખ્રિસ્તીઓનો એક સરસ મજાનો તહેવાર છે ક્રિસમસ ક્રિસમસમાં એ લોકો મતલબ સાન્તાકલોઝ બનતા હોય છે અને એવી બધી ઉજવણી કરતા હોય છે બીજું જોઈએ તો ખ્રિસ્તીમાં એક બીજો એક તહેવાર ઈમ્પોર્ટન્ટ છે ઇવન ઇયુ ઇયુ સમથિંગ કંઈક એવો તહેવાર આવે છે એની પણ એ લોકો ઉજવણી કરતા હોય છે અન ખ્રિસ્તીઓનું છેલ્લું વર્ષનું છેલ્લું જે છેલ્લું વર્ષ હોય છે જે થર્ટી ફસ્ટ ડિસેમ્બર એ આપણે ઉજવીએ છીએ એ ખ્રિસ્તી ધર્મનો સંદેશ છે અને અને પહેલી જાન્યુઆરીએ પણ જે નવા વર્ષની શરૂઆત થાય છે ફસ્ટ જાન્યુઆરી એ પણ ખ્રિસ્તી લોકોનો એક તહેવાર છે બીજી વાત કરીએ તો દરગાહ આ મુસ્લિમ સમાજની વાત આવે છે મુસ્લિમ લોકો દરગાહ પર દરગાહમાં જે દરગાહ હોય છે ત્યાં દુઆ માંગે છે પ્રાર્થના કરે છે ક્યારેક ત્યાં પણ જે એક દિવસ હોય છે જ્યારે જે જેની દરગાહ છે એમનો જન્મદિવસ હોય અથવા તો મુત્યુ દિવસ હોય ત્યારે કંઈક ને કંઈક પ્રસંગ યોજવામાં આવે છે અને ત્યાં પ્ર એ જે પ્રસાદ હોય છે ને ફાતિયો કહેવામાં આવે છે ફાતિયો આપવામાં આવે છે અને ઘણા બધા મુસ્લિમ બિરાદરો ત્યાં હાજર રહે છે અને દુઆ માંગે છે બરોબર અને એવી જ રીતે મસ્જિદ એ ધાર્મિક સ્થળ છે મસ્જિદમાં દરેક મુસ્લિમ પાંચ ટાઈમની નમાઝ પઢવા જાય છે એમના ધર્મમાં પાંચ ટાઈમની નમાઝ ફરિજયાત છે અને આ નમાઝ અદા કરે છે અને ક્યારેક તો જે મુખ તહેવાર હોય જેમ કે ઈદ હોય રમજાન ઈદ હોય બરોબર છે ત્યારે મુસ્લિમ બિરાદરો ઈદગાહમાં નમાઝ પઢે છે બધા સામુહિકમાં ભેગા થઈને એના પછી આપડે વાત કરીએ તો ગુરુદ્વારા ગુરુદ્વારા જે છે એ કીર્તન મઠ ગુરુદ્વારામાં કીર્તન થાય છે અને ત્યાં એમના જે સ્થળો છે એને મઠ કહેવામાં આવે છે ત્યાં પણ એ લોકો પોતાના પુસ્તક પોતાના ગ્રંથ જે છે એ ધાર્મિક ગ્રંથનું વાંચન કરતા હોય છે અને ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે અને તપ પણ કરતા હોય છે આપણા દેશમાં એવા ઘણા બધા ધર્મો છે જેની આપણને માહિતી હોવી જોઈએ